ચિત્રકલા કરવા માટે હું સારા સાધનો વાપરવાનું પસંદ કરું છું જેનાથી સરળતાથી હું મારું ચિત્ર કામ પૂર્ણ કરી શકું મારી મનગમતી બ્રાન્ડ્સ છે ડોમ્સ એક્વા આર્ટ એક્વા ડોમ્સ અમુક પેન્સિલ અને પેન જે મારી ખાસ પસંદગી છે તે ખરીદવાનું હું પસંદ કરું છું અને તે હું અમુક જે મારી ફિક્સ જગ્યાઓ છે ત્યાંથીજ હું ખરીદવાનું પસંદ કરું છું આણંદ જીલ્લામાં અમુક જગ્યાએ ચિત્રકળાના સાધનો ખૂબ જ સરળતાથી મળી શકે છે મને લાગે છેકે ચિત્ર કલાના સાધનો થોડા મોંઘા છે પરંતુ તે ચિત્રકળાને સુવ્યવસ્થિત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે